સાપુતારા ગીરા ધોધ વઘઈ ધોધ પછી અંબાજી દ્વારકા બેટ દ્વારકા હરિદ્વાર બદ્રીનાથ કેદારનાથ ગંગોત્રી જમનોત્રી તાજમહેલ ઝૂલતા મીનારા લક્ષ્મણ ઝૂલા રામ ઝૂલા લાલ કિલ્લો દિલ્હી અક્ષરધામ ગાંધીનગર અક્ષરધામ ગોંડલ સોમનાથ મહાબળેશ્વર કાશી